ગુજરાતમાં આમ તો ઘણા ક્લા ઉત્સવો અને કાર્યક્રમો થાય છે જેમ કે ગરવી ગુજરાત તરીકે સાઇન્સ સેન્ટરમાં એક્ઝિબિસન આવે છે એમાં પણ કચ્છ ભુજ અને ઘણાં બધા ગુજરાતમાંથી ઘણાં બધા ગામડાઓમાંથી લોકો પોતાની કલાના નમુનાઓ લઈને આવે છે જેમકે કચ્છનું કચ્છી ભરત વર્ક જે એકદમ જ જાણીતું અને એકદમ જ પ્રખ્યાત છે જે દુનિયાભરમાં પ્રખ્યાત છે તે પણ એ લોકો ત્યાં લઈને આવે છે જેમકે એ લોકાએ પૂરેપૂરી સાડીઓ લઈને આવે છે સાલ પર વર્ક કર્યું હોય છે અને એ લોકાનો કચ્છી ભરતકામ એટલું બધું તો પ્રખ્યાત છે કે લોકો દૂર દૂરથી પણ ત્યાં જઈને પણ કરાવવા માટે આતુર હોય છે અને કચ્છમાં રણોત્સવ તરીકે પણ એક કાર્યક્રમ થાય છે જેમાં પણ ઘણાં બધા ફોક ડાન્સ થાય છે જેમકે આદિવાસી નૃત્ય થાય છે પછી ગુજરાતનાં લગતા ગરબાનાં નૃત્ય થાય છે ગરબા તો એક એવી છે ડાન્સનો પ્રકાર કે આખા વિશ્વમાં એ પ્રખ્યાત છે અને વિશ્વભરમાં એ લોકો રમવા માટે શીખવા માટે આતુર હોય છે અને એ ગુજરાતનું મૂળ ગુજરાતનું છે ગરબા એ અને ગુજરાતમાં બીજો એક પતંગ ઉત્સવ પણ થાય છે એમાં પતંગ ચગાવવા માટે પણ એક મુખ્ય કળા હોય છે કે કેવો પતંગ કેવી રીતે ચગાવવો આકાશમાં ઉપર સુધી લઈ જવું એ પણ એક કળા છે અને એ શીખવા માટે પણ લોકો ગુજરાતમાં ભેગાં થાય છે અને ગુજરાતમાં એને માટે ખાસ કરીને એનો કાર્યક્રમ ગોઠવે છે જેને પતંગોત્સવ કહેવાય છે અને ગુજરાત અમેરિકામાં પણ એવું કલા માટે થયેલું હતું ગુજરાતની કે ચાલો ગુજરાતી બનીએ તો ત્યાંના અમેરિકામાં વસતા ગુજરાતીઓ ભારતમાં વસતા ગુજરાતીઓ ભેગાં થઈને ત્યાં ગુજરાતી કાર્યક્રમનો આયોજન કરે છે એ લોકો ત્યાં ગરબા રમે છે ગુજરાતનાં જે ફેમસ પોષાક છે ચણિયાચોળી એ પહેરીને ગુજરાતના જે અલંકારો છે એ પહેરી પહેરીને એ લોકો ત્યાં ગરબા રમે છે શીખે છે અને એ લોકોને પણ ગરબા પ્રત્યે એટલો જ પ્રેમ છે એટલે ગુજરાતમાં તો કલા ભરપૂર છે